આજનો મોઘવારીના યુગમાં મધ્યમ વર્ગ માટે જીવન એક પડકાર સમાન છે માણસે તેની પાયાની જરૂરિયાતો મકાન ખોરાક અને શિક્ષણ જેવી વસ્તુઓ માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે ખરેખર આજના સમયમાં જીવન એક પડકાર છે સાથે સાથે મનુષ્ય જીવન સુખ અને દુઃખ આનંદ ઉત્સવ તેમજ તકલીફથી ભરેલું રહે છે મનુષ્યનાં જીવનમાં અમુક સમય એવો આવે છે કે તેને લાગે છે કે જીંદગી ખૂબ જ આસાન છે અને આનંદ ઉત્સાહથી ભરેલી છે જીવનમાં તેનું બધુ જ સરળતાથી મળી રહે છે પણ એક રીતે જોવા જઈએ તો જીવનમાં ઉતાર અને ચઢાવ બંને આવતાં જ હોય છે તો જે મેં વાત કરી કે મારાં જીવનના શરુઆતી સમયમાં મને એમ લાગતું હતું કે અલગ અલગ રીતે આપણે મહેનત કરીશું અને ખૂબ સારી રીતે જીવન જીવીશું પણ અત્યારના મોંઘવારીના યુગમાં આપણે જોઈએ કે મોંઘવારી એ સૌથી મોટો જીવનનો પડકાર છે અને મોંઘવારીને આપણે પાછી કરવા માટે જો મેહનત નહીં કરીએ તો આપણે ક્યાંક ને ક્યાંક પાછળ રહી જઇશું અને આપણે આપણાં જીવન માટે જરૂરિયાતમાં વસ્તુનો ઉપયોગ કરી શકીશું નહિ સારું મકાન નહિ મળે સારો ખોરાક નહિ મળે આપણાં બાળકોને શિક્ષણ પણ સારું નહિ મળે માટે મેં મારાં જીવનમાં પડકારોને સાઈડમાં મૂકી મારાં જીવનમાં ખૂબ મહેનત કરી અને મેં મારા પડકારોને પાર પાડ્યા